સમગ્ર વિશ્વમાં આમ તો પક્ષીઓની જે જાત છે એ ધીરે ધીરે છે એ લુપ્ત થતી જતી રહી છે પરંતુ આજે આ સમયની અંદર જો પક્ષીઓની ગણતરી કરવામા આવે તો સંખ્યાઓ છે આપણે દર્શાવી શકાય એટલી અલ્પ માત્રાની અંદર એ પક્ષીઓ આપણને જોવા મળે છે પરંતુ આજે આપણે એક એવા પક્ષીની વાત કરીશું જે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે આમ તો પક્ષીઓની અંદર કબૂતર મોર જેવા અનેક પક્ષીઓ છે એ આપણે જોઈ શકીએ છીએ પરંતુ ગરુડ છે એ ગરુડ ખૂબ જ એવું સુંદર પક્ષી છે આમ સુંદરતા એટલા માટે કહી શકાય કારણ કે એ પક્ષીની અંદર ખાસ વિશિષ્ટતાઓ રહેલી છે અને આ ગરુડ એ ખૂબ જ આકાશની અંદરથી એના જે શિકારને છે એ જોઈ શકે છે એટલા માટે ગરુડ વિશિષ્ટ પક્ષી જણાવી શકાય છે